આસોપાલવ હોટલમાંથી બોલો છો મારે ફૂડ ઓડર કરવું છે તો તમારું મને મેન્યૂ જણાવશો હા થોડુંક જલ્દી કરજોને હા શું શું છે મેન્યૂમાં ઓકે

ચાઇનીઝમાં કંઈ અવેલેબલ ઓકે ના ના ફ્રાઈડ રાઈસ નહીં મ મન્ચુરિયન હશે ઓકે અને પ પ પંજાબીમાં ઓકે તો બ મારો ઓડર લખી કાઢો ત્રણ બટર નાન એક ચીઝ બટર મસાલા અને એક ડ્રાય મન્ચુરિયન અને એક હક્કા નુડલ્સ હા હા એ રિ રિપીટ કરજોને ઓકે ડન ડન ડન કેટલી વાર લાગશે ઓડર પહોંચતા ચલો કંઈ વાંધો નહીં એ તો પેમેન્ટ શું થયું એટલે એ ઓકે ઓકે તો તમારું સ્કેનર અથવા અથવા નંબર બોલો હું તમને મોકલી આપું છું કેટલા થયા ઓકે એક હજાર પંચાણુ હું મોકલી આપું છું ઓકે મેં પેમેન્ટ કરી દીધું છે કેટલી વાર લાગશે હવે આવતા તો થોડુંક જલ્દી કરજોને મોટા ભાઈ મારે થોડુંક બહાર જવાનું છે હા અને સરનામું તો લખો સરનામું બસ ડેપોની બાજુમાં હોટલ વિશાલાની બાજુમાં ઘર જે હા હા નંદકિશોર નંદકિશોર નામ છે હા ઓકે ઓકે હા કેટલી વાર લાગશે હા થોડુંક જલ્દી કરજો